યસ સર હમારે જ અમારે ફેમિલી ફંકશન માટે વેડિંગ ક્લોથ જોઈએ છે પેલા તો તમારી રેન્જ ક્યાંથી શરૂ થાયે છે તમે કસ્ટમબર ને અકોડિંગ કસ્ટમાઇસ કરી આપો છો

બધી પ્રકારના કપડાં છે જેમકે ચણિયા ચોડી ફ્રૉક ક્રોપ ટોપ તો એના માટે તમારી પાસે આવું જરૂરી છે કે ઓનલાઈન પણ તમે ફોટોસ મોકલીને અમે શોપ કરી સકીએ છીએ ઓકે અને કસ્ટમાઇજીસ તમારે કરાવું હોય તો કેટલો ટાઈમ તમે લ્યો છો કોઈ એક ચોલી બનાવા માટે ઓકે ઓકે તો તમારું એડ્રેસ એકજેક્લી એડ્રેસ કયા છે ઓકે થેન્ક યૂ સો મચ